સામાન્ય બીમારીમાં તો હું ઘરે જ સારવાર લેવાનું પસંદ કરું છું જેમાં તાવમાં ગરમ પાણી અને મીઠાના પોતા મુકવામાં સફેદ કપડાથી પોતા મુકવામાં આવે છે બાકી શરદી ઉધરસ કે એના માટે ઉકાળો તુલસી લવિંગ અને બીજા ગરમ મસાલાનો ઉકાળો પીવામાં આવે છે